ગુજરાત ગુજરાતમાં ગુજરાતની શિક્ષણને અશર કરતાં પરિબળો એવી રીતના જોઈએ તો ખૂબ જ ઘણા બધા શિક્ષણને શિક્ષણને અસર કરતાં ઘણા પરિબળો છે જેવી રીતે આપણે જોઈએ તો આર્થિક રીતે સામાજિક રીતે બરાબર આર્થિક રીતે સામાજિક રીતે પછી એવી આર્થિક રીતે આપણે જોવા જઈએ તો મતલબ ફાઇનાન્શીયલી કે એવી જ્યારે કોઈ પરિવારમાં પરિવારમાં જ્યારે ઉદાહરણ તરીકે એક પરિવાર છે એમાં બે બાળક છે તો અને તેના જે મમ્મી પપ્પા છે એ લોકોની ફાઇનાન્સિયલ કંડિશન જે સારી હશે તો એ પોતાના બાળકનો ઉછેર કોઈ સારી સ્કૂલ કોલેજોમાં કરશે કે જેથી તેમને પોતાના ભવિષ્ય માટે સારું એવું શિક્ષણ પ્રાપ્ત થાય કે જેથી તે પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે અને એવી જ રીતે આપણે જો એક બીજું ઉદાહરણ લઈએ કે એક કુટુંબમાં એક પરિવારમાં એક મતલબ એક પરિવારમાં પાંચથી છ બાળકો હશે અને તેમના મમ્મી પપ્પા જે હશે એ મતલબ એક નોર્મલ સામાન્ય જીવન ગાળતા હશે કે મતલબ કમાવાનો આધાર ફક્ત પપ્પા પિતાનો હશે અને માતા ઘર કામ કરતાં હશે તો મતલબ ઘરના જે બાળકો છે તેઓને પૂરતું શિક્ષણ નથી મળતું મળશે તો પણ એકને સારું આપી શકશે તો બીજા પર એટલો ધ્યાન નહીં આપી શકે અને એવું તો થશે જ કે મતલબ પાંચ જણ છે તો ત્રણને સારું ભણાવી શકે બેને નહીં ભણાવી શકે કે કે ચારને સારું ભણાવી શકે એકને પૂરતું શિક્ષણ ન મળે તો એ એ સૌથી મોટું પરિબળ છે કે આર્થિક પરિબળ કે પોતાની જે ફાઈનાન્સિયલ કંડિસન છે એના લગતા પરિબળ છે અને બીજી જોઈએ કે સામાજિક પરિબળ સામાજિક પરિબળ એ રીતે કે જ્યારે કોઈ પરિવાર છે એમાં બે બાળકો છે એ બાળક બે બાળકો ભણવામાં ખૂબ જ સારા છે પરંતુ એ લોકોની પરિવારની માનસિકતા એવી હોઈ શકે કે ધારો કે જો બાળકી હશે તો એવું હશે કે મતલબ બાળ છોકરી છે તો એને વિદેશમાં ભણવા નહીં મોકલવાની કે એ લોકોની એવી મેન્ટાલીટી હોઈ શકે માનસિકતા હોઈ શકે કે છોકરી છે તો વધારે ભણાવાનું નહીં કારણ કે છોકરી એ પારકું ધન છે તો એ કમાઈને કોઈ બીજાના ઘરે જશે અને ત્યાં પૈસા આપશે તેના કરતાં આપણે એ એને ભણાવવા શા માટે પૈસાનો ખર્ચ કરીએ કોઈ બીજા કાર્યમાં વાપરીએ તો એ એ માનસિકતાથી પણ એ કુટુંબ શિક્ષણની ગુણવત્તાને અસર કરે છે કે જાતિ ભેદ વારા પણ પરિબળનો અસર સક થાય છે અને આ હા આ એક સામાજિક ભેદભાવ છે અને બીજી રીતે એ કે અને બીજું મુખ્ય પરિબળ એ છે કે જાતિનું પરિબળ ઓબીસી છે એસટી છે એસસી છે જનરલ છે એ બધી કેટેગરીના વિભાગથી આજે શિક્ષણને વહેંચી લેવામાં આવ્યું છે કે જેનાથી ઓબીસીના વિદ્યાર્થીઓ હોઈ શકે તો એઓએ અમુક કેટેગરી અમુક કેટેગરીના માર્કસ લાવાના તો એમને આ ફિલ્ડમાં એજ્યુકેશન વધારે મળે એવી જ રીતે આપણે એસટી એસીની વાત કરીએ તો એ લોકો માટે સીટ સરકારી સીટ ખૂબ જ ઓછા માર્ક્સથી મળી જતી હોય છે તો એ એક જાતનું સિ શિક્ષણની ગુણવતાને અસર કરતું પરિબળ છે કે જે હકીકત ખરેખરમાં આ ખૂબ જ નુકસાન છે કારણ કે એના દ્વારા જે ઓબીસીના વિદ્યાર્થીઓ કે જે જનરલના ઓપનના વિદ્યાર્થીઓ છે તેઓ આટલી મહેનત કરવા છતાં પણ તેઓને એમાં એડમિશન નથી મળતું અને એસટી એસીના વિદ્યાર્થીઓ છે જેઓ ખૂબ જ ઓછા મતલબ ખૂબ જ ઓછી મહેનતથી એ એક સારો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકે છે તો આ એક જાતનું જોવા જઈએ તો એક આદિવાસી પ્રત્યે આ એક ઉચ વિચ મતલબ થોળુ સારું કહી શકાય પરંતુ જે સારા મતલબ જેઓ જે ખરેખર જેને ઈન્ટરસ્ટ છે પણ તે વિદ્યાર્થીઓ પર તો શું અસર થવાની કે અમુક અમુક હવે અમુક અમુક એરી અમુક ડિવિઝન એવા છે કે જે આની અસર જોઈને જ એ લોકો તૈયારી નથી કરતાં આજે એસટીના વિદ્યાર્થીઓને સાઠ ટકાએ પણ મેડિકલમાં એડમિશન મળી જાય છે જ્યારે જનરલના વિદ્યાર્થીઓને પંચાણુ ટકા આપતા પણ એ લોકોને સીટ નથી મળતી એનું કારણ એ છે કે ગુજરાતમાં શિક્ષણની ગુણવતા છે તો ગુજરાતમાં શિક્ષણની એટલી અમુક અમુક રીતે જોવા જઈએ તીતો સારું છે પરંતુ અમુક રીતે ખૂબ જ ભેદભાવ થઈ રહ્યો છે કે જેના દ્વારા બાળકને ખૂબ પર્યાપ્ત શિક્ષણ મળી નથી શકતું અને બીજું જોવા જઈએ તો હવે ફિઝિકલ એજ્યુકેશન પ્રત્યે શારીરિક શિક્ષણ પ્રત્યે પણ અમુક સ્કૂલ જાગૃત થવા લાગી છે